હાલો એ ગ્રામફોસાઈ ફોટોસએરી હું નર યંસિયાદાથી બોલું છું હું જીનાભાઈ ખેડૂત બોલું છું અવે તમારી કચેરીનો મને કાઈક કોઈ કરે તમને માં તલાટી મંત્રી તમારા કોઈ હાજર જ નથી હોટ અમારા હાંત બારનો દાખલો કઈ તમે કેવી રીતે તામરી પરોસસ આ સરકારની કામગીરી હવે નબડી લાગે છે આ પણ ઈ ફી તો તમે આપવા તૈયાર છે પણ અમારી પાંહે મલાઈ માંગે છે મલાઈ અમારે કેટલીક આપવી પડશે આ પણ ની આ મલાઈ હાં અમે નાના ખેડૂત છે અમારી પાસે પાંચ વીઘા જમીન છે ને તમે અમારી પાંહે મલાઈ માંગો તો અમર નાના માણસ પાંહે ક્યાંથી એટલા બધા પૈસા હોય સાહેબ હાં એમાં ફી ભરી દીધી હે અમે ફી બહાર દઈએ પણ સાહેબ અમે તમને તમને તમ ત્યાર મલાઈને બદલે અમે તમને છોકહું દૂધ આપીએ તમે કેતા હોવ તો એ કાઇ હાલો હવે સાહેબ અમારું જલ્દી જલ્દી કામ કરી દ્યો યાર એ તમારી પાછ્ડ આશા રાખીએ છીએ હાલો હાલો આબહર હો તમારો આભાર